ગ્રામ્ય ભારતમાં ખેડૂત નાણાકીય મદદમાં બહુ સામનો કર્યો કારણકે અત્યારે જે અનાજ પકવે છે તેને માર્કેટમાં તેને યોગ્ય ભાવ મળતો નથી અને આજકાલ હવામાન પરિમાં પણ કોઈ આધાર રહેલો ગમે ત્યારે વરસાદ પડે જેના લીધે તેનો પાક બગડી જાય છે આથી મારે ભારત સરકારને નમ્ર અપીલ છે કે ભારત ખેડૂતને યોગ્ય સહાય આપવામાં જેથી તે પાયામાલ થાય